હા આંબાવાડી કાપડ બજાર કેશોદનું મુખ્ય કાપડ બજાર છે જ્યાં વિવિધ પ્રકારના કાપડ કપડા અને ડ્રેસ મટિરિયલ મળી રહે છે આ બજાર કેશોદ અને આસપાસના વિસ્તારમાં વસતા લોકો માટે ખૂબ જ લોકપ્રિય છે ખાસ કરીને તહેવારો અને વિશેષ પ્રસંગો માટે ખરીદી કરવા માટે આંબાવાડીમાં લોકો મોટી સંખ્યામાં આવે છે અહીં તમને સ્થાનિક ડિઝાઇન અને આધુનિક ફેશનની મજબૂત જોડી મળે છે જે લોકોની વિવિધ જરૂરીયાતો અને પસંદગીઓને સંતોષ આપે છે સુતાર વાવ શાકભાજી અને કરિયાણાનું બજાર જે સુતાર વાવ કેશોદનું એ વિસ્તાર છે જે શાકભાજી અને કરિયાણાની વસ્તુઓ માટે જાણીતું છે તાજા શાકભાજી ફળ ફ્રૂટ અને રોજિંદા જરૂરીયાતોના ઉત્પાદનો મેળવવા માટે લોકો સુતાર વાવ બજારનો ઉપયોગ કરે છે બજારમાં તાજા અને સસ્તા શાકભાજી ફળો અને કરિયાણાની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે જે સ્થાનિક લોકોની જરૂરીયાતોને પૂરી પાડે છે